હલ્લો હલ્લો હા હુ કરીના ગાવીક છું હું મુંબઈ ટ્રાવેલ કરવા માંગુ છું તો ત્યાં જે જોવાલાયક સ્થળ હોય ત્યાં મને લઈ જાઓ પચીસ હજાર

હલ્લો ત્યા સારી સુવિધા હોય ત્યા તે રૂમ તે રૂમ મને સારી રીતે કમફરટેબલ લાગે એવો રૂમ અને બધે જ જગ્યાએ ફરવા લઈ જાય એવું બધી સારી સુવિધા હોવી જોઈએ હા તો હા